પાણીને ગાળવા અને શુદ્ધ કરવા માટે અમે આરો વોટર પ્લાન્ટ અહીંયા લગાડેલો છે અને ઘરેલું ઉપચારમાં તો અમે પાણીને ઉકાળીને અને ઠંડુ પાડીને પાછા માટલામાં જનરલી ભરતા હોઈએ છીએ